અમારા ગામમાં વિસ્તારમાં લોકો અલગ અલગ ધંધાઓ કરે છે અમુક લોકો અનાજ કરીયાણાની દુકાન કરે છે તો ગામનાં લોકો એ દુકાને જાય છે લેવા અને એ દુકાનવાળો મોટી સિટીમાં દુકાનેથી સામાન લાવે છે અને એ સિટીવાળો મોટી કોઈક એ એનાથી મોટી સિટી હોય એને ત્યાંથી માલ સામાન લાવે કાં તો ડાયરેક કંપનીમાંથી માલ લાવે એટલે કંપનીમાં માલ સમાન બનતો હોય તો એનાથી અડધા ભાવે એ એ સીટીવાળાને આપે પછી એ સિટીવાળા દુકાનમાં માલ એક આ એનાથી નાની સિટી હોય એને આપે થોડા ઓછા ભાવે પછી એ સિટીવાળો અમારા ગામડાંનાં લોકો હોય એ સિટીવાળા પાસેથી માલ સામાન લાવે એટલે થોડા પૈસા એ કમાઈ લે અને થોડું મળે ગામડાંનાં લોકોને દુકાનવાળાને એ પ્રમાણે ભાવમાં આપે છે અને એની પછી જે ગામડાનાં લોકો હોય છે એ મજૂરી કરીને ઘર ચલાવતાં હોય એ નાની દુકાને જઈને થોડું થોડું લાવીને ખાય છે એટલે થોડા પૈસા એ ગામડાનો દુકાનવાળો બી કમાય છે અને ગામડાનાં લોકો ઘર બી ઘરનું એનું ગુજરાન ચલાવતા હોય છે માટે અમારા ગામડામાં દરજી નું કામ પણ થાય છે પણ પહેલે કરતાં ઓછું થાય છે પહેલેના જમાનામાં લોકો કપડાં સિવાઈને પહેરતા તા અને અત્યારના જમાનામાં લોકો તૈયાર કપડા પહેરે છે

સીવડાવીને પહેરે છે પણ સિલાઈ પણ વધારે હમણાં થઈ ગઈ છે અને પહેલે સિલાઈ પણ ઓછી હતી હમણાં સિલાઈ પણ વધી જઈ પણ હમણે માણસો પાસે એટલો ટાઈમ ન હોય અચાનક કામ જવાનું થઇ જાય તો તૈયાર જ લઈ આવીને માણસો પહેરી લેઈ અને કોઈ બી લગ્ન પ્રસંગમાં માણસો જાય છે એમાં કે સીવડાવવામાં કેટલી વાર લાગે અને કાપડ લાવવાનું પછી મૂકવાનું અને દરજી પાસે લઈ જવાનું પછી દરજી પાંચ દિવસ છો દિવસનો ટાઈમ આપે તો જવાનું અત્યારે કેવું કે લગ્ન હોય તો બે ત્રણ દિવસ બાકી હોય તો આજે જઈને કોઈ પણ સીટીમાંથી કપડાં લઈ આવે છે અને એનો લગ્ન પ્રસંગ સાવવી લે છે અમારે ગામડું છે એટલે બધે કઈ કઈ ગામડામાં ધંધો હોય તો અનાજ કરીયાણાંની દુકાનો હોય અને કપડાંની દુકાન તો ના જ હોય અને થોડું બીજા ગામડામાં જઈએ એમાં ચાર પાંચ ગામની વચ્ચે હોય કદાચ એકાદા કપડાંની દુકાન પણ બહુ ના ચાલતી હોય અને બીજી દુકાન તો હોય વાસણ બાસણ એવું કંઈ મળી જાય વાસણની વસ્તુ હોય ગમે તે વસ્તુ પણ એ થોડી સીટીમાં જ મળે વધારે એટલે ખાસ કરીને અમારા માણસો સીટીમાં જાય છે તો નાસ્તો કરવાની વાત કરે તો સીટીમાં ઘણું બધું મળે કંઈ આપણે પાણીપૂરી છે કંઈ સમોસા આપણે પાઉંભાજી એવું ઘણું બધું મન્ચુરિયન એવું સાઈનીસ વસ્તુ ઘણી મળે છે પણ અમારા ગામડાનાં લોકોને ઘરનો રોટલો સિવાય હેઠ કારણ કે એ બજારી વસ્તુ ખાય ને તો પણ ભૂખ તો રહે જ શાના માટે કે ઘઉંનો રોટલો કાં આપણે બાજરીનો રોટલો જુવારનો રોટલો ખાવાની તો ઈચ્છા હોય જ ને રોટલો ખાધા વગર ભૂખ ભાંગે નહીં આમ તો ઘઉં નથી થતાં પણ જે અમોને કંટ્રોલમાં મળે એના પાસે લાવીએ તો અમુક અમુક લોકોને ખાવાની ટેવ હોય ઘઉંના રોટલા ખાઈ ઘઉંની રોટલી ખાઈ અને અમુકને જુવાર બાજરીનો ખાવાની ટેવ હોય એ જુવાર બાજરીના રોટલા ખાય પણ મોટા ભાગે તો સિટીમાં ના જ ખાયે માણસો ને ઘરનું જ ખાઈને જીવે અને સિટીમાં જાય તો પહેલાં તો માણસો છકડા ત્રણ પેંડાના છકડા હોય એની અંદર જતા હતા અને એના પછી બસો બી હતી તે વખતે પર અત્યારના સમયમાં અનેક લોકો પાસે બાઇકો થઈ ગઈ એટલે પોતાની બાઇક લઈને જાય અને એના ટાઈમે આવતો રહે ને પહેલાં કેવું કે છકડા કે બસો હતી તો બસની રાહ જોવું પડતું હતું એના માટે ટાઈમ બી નહોતો બચતો એટલે અત્યારે પહેલાં કરતાં જેમાં સારું થઇ ગયું બાઇક આવી ગઈ એટલે બાઇક લઈને જાય અને જે કાંઇ ઘરનો સામાન લાવવાનો હોય એ બજારમાંથી થોડું સસ્તું મળે એટલે લઈ આવે અને ઘરે પહોંચીને કંઇના કંઈ કામ કાજ કર્યાં કરે ખેતી કામ એટલે ધંધાની વાત કરે તો વધારે નહીં પણ અનાજ કરીયાણું અને દરજી કલાસ દરજીનું હોય વધારે થોડુંક ને બસ એ જ ધંધો છે બીજું વાસણ કુસણ મળે પણ થોડી એ મોટા ગામડામાં ને લોકો અનેક સમાજ છે બે ત્રણ ચાર પાંસ જાતની સમાજ છે તો લોકો હળી મળીને જીવે છે અને અલગ અલગ સમાજના અલગ અલગ જાતિનાં માણસો રહે છે પણ સારી રીતે જીવન જીવે છે એટલે અમારી સમાજ પણ બહુ સારી છે હાલ તે સારી રીતે જિંદગી જીવે છે અને હશી મળીને જીવે ને કોઈકને પણ કંઈ મદદ લેવી હોય તો મદદ લઈ શકે તે રીતે માણસો જીવે છે ને અનેક અલગ અલગ પ્રસંગો બી કરે છે અલગ અલગ રીત રિવાજ લગ્ન પ્રસંગો ઘણું બધું કરે છે કંઇ તહેવાર હોય તો નાચ કૂદનો પણ તહેવાર હોય એટલે તે પણ ઉજવે છે અને સારી રીતે કંઇ કોઈકની અત્યારે પહેલાં તો કોઈકની બર્થડેનો એ કરતા હતા અત્યારે તો અમારાં ગામડામાં બી બડ્ડે કરે છે અને એ બી કો ખર્ચો જ કહેવાય બરદે હોય તો કેક લઈ આવે અને આખા ફળિયા કે એવામાં સગા સંબંધી બોલાવીને ખવડાવે એટલે એ વધારાનો ખર્ચો આવી ગયો કહેવાય ગામડામાં કે પહેલાં કોઈક તો કરતું નહોતું પણ અત્યારે વધારે ખર્ચો કરે છે માણસો એટલે એમાં ના પહોંચી વળે મજૂરી ઓછી ચાલે ને ખર્ચો વધારે કહેવાય એટલે આ અમારા ગ્રામ્ય વિસ્તાર સમાજનું આ રીતે ગુજરાન ચાલે છે